કેમ પ્રવાસીઓ સાથે આપણને વાત કરવાનું ન ગમે પ્રવાસીઓ એટલે આપણે એક આપણું જ્ઞાન ડેવેલોપ આપણું જ્ઞાન આપણું એ થાય છે આપણે કનો એક નોલેજ આપણું વધે છે કેમ કે કોઈક બી દેશમાંથી બીજા દેશમાં ગયા હોઇએ કોઈ એક સ્થળથી બીજા સ્થળ પર આપણે સ્થળાંતર કરીએ આપણે જઇએ તો ત્યાંનું જ્ઞાનમાં આપણને ખૂબ વધારો થાય કેમકે તેમની વાતચીત કલ્ચર ત્યાંનુ ત્યાંના આ ત્યાંના રહેવાસી એ પ્રમાણે આપણે વાત કરીએ તમે એક જુઓ એક સ્થળે તમે રહો કોઇ જગ્યા એક જગ્યાએ રહો તો તમે આમ તમે એ લાગે તમને કંટાળાજનક લાગે કે બોર થઇ જાવ એટલિસ્ટ તમે એકથી બીજા સ્થળે જાવ ત્યાંના લોકો સાથે હરી ફરો મળો તો એ બહુ ફરક પડે છે આપણી નોલેજમાં વધારો કરે છે આપણને નવું નવું જાણવા મળે શીખવા મળે કે દુનિયા ક્યાં જઈ રહી છે શું ચાલી રહ્યું છે બજારમાં શું ચાલે છે આપણી જગ્યાએ તમને ઈકોનોમી શું ચાલી રહી છે એટલે એ ફરવું જ જોઇએ આપણને